હા કલાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ હોય છે જે સમાજમાં વધુ સારી રીતે ઉપયોગી પણ હોય છે જેમ કે નૃત્યકલા સંગીતકલા નાટ્યકલા કે ચિત્રકલા જેનાં ઉપરથી આપણને કંઈક માર્ગદર્શન મળે છે કંઈક જાણવા જેવું મળતું હોય છે કલા જે કલા છે જેમાં આપણને દાખલા તરીકે ખૂબ સરસ મજાનું ડ્રોઈંગ કર્યું હોય તો ડ્રોઈંગ ઉપરથી આપણને કંઈક એવું જાણવા મળે કંઈક એવું તથ્ય મળે છે પછી બધા અલગ અલગ હોય કે નાટ્ય નાટ્યકલા તો નાટક એક સુંદર રજૂઆત કરી હોય તો એનામાંથી પણ આપણને ખૂબ સરસ તથ્ય ખૂબ સરસ જાણવાનું મળે છે પછી સંગીતકલા સંગીત તો ખૂબ જ લાંબી સાધના છે સંગીત પણ એટલું શાંતિદાયક આરામદાયક છે સંગીત સાંભળવાથી પણ આપણાં મનને આપણાં મગજને આરામ મળે છે શાંતિ મળે છે આમ કલાનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે અને કલા જો ન હોય તો આપણું જીવન પણ અધૂરું હોય એવું લાગે છે એટલે કલા ખૂબ જરૂરી છે જેમાં બધી કલાનો ઉપયોગ થઇ શકે